ભારત આજે પ્રગતિના પંથે છે ભારત આજે વસ્તીની દૃષ્ટિએ સૌથી શક્તિશાળી દેશ છે ભારતે પ્રગતિ કરી હોવાની સાથે સાથે પર્યાવરણને પણ ઘણી અસર પહોંચાડી છે જેમાં જોવા જઈએ તો ગ્લોબલ વોર્મિંગ ગ્રીન હાઉસ ઇફેક્ટ વસ્તી વધારો વસ્તીગીચતા જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે આજે વસ્તી વધારો મોટી સમસ્યા છે તેથી વસ્તી નિયંત્રણ લાવવા કેટલાક કાર્યક્રમ પણ આયોજનમાં મૂકેલ છે મારી આસપાસના વિસ્તારમાં જોવા જઉ તો નદી પર્વત ટેકરીઓ ઘણું પરિવર્તન જોવા મળે છે જેમ કે અત્યારે રસ્તાઓ પહોળા કરવાના લીધે છે વૃક્ષોનો ખૂબ જ મોટા પ્રમાણમાં નાશ થતો જોવા મળે છે તેમજ અંબાજી નજીક ફ્લોરસ પાણના પથ્થરનો ઉપયોગ ટાઇલ્સમાં થતો હોવાથી વ્યય થતો પણ જોવા મળે છે તેમજ નદીઓ આડે બંધ બાંધીને પાણી રોકવામાં આવે છે જ્યારે વધુ પાણી ભરાય ત્યારે પૂરની સ્થિતિ ઊભી થાય છે ખેતરોમાં વધુ પડતા રાસાયણિક ખાતરો ઉમેરવાના લીધે પાકની ગુણવત્તામાં પણ અસર થતી જોવા મળે છે આમ જોવા જઈએ તો ઋતુઓમાં પણ વધુ ફેરફાર થતો જોવા મળે છે જેમ કે શિયાળામાં માવઠું થવું તેમજ ગરમીનો પણ અનુભવ થાય છે આવા બધા પરિવર્તનો મેં આસપાસ થયેલા જોવા મળે છે